મારા ઘરમાં વીજળીનું બિલ ખૂબ વધારે આવે છે મારા ઘરમાં બે પંખા એક ફ્રિજ પાંચ છ એલઇડી લાઇટ પાણી ગરમ કરવાનું હીટર જે વસ્તુઓનો અમે ઉપયોગ કરીએ છીએ અને મારા ઘરમાં દરરોજ લગભગ છથી આઠ યુનિટનું વપરાશ થાય છે તો અમારે કયું સોલર પેનનો ઉપયોગ કરવો જોઈએ અને સોલર પેન વીજળીના ટેરિફને કેવી રીતે અસર કરી શકે છે